મારી ખાસ દૈનિક ખાવાની વાનગીઓ છે બાજરીનો રોટલો બેસનના પુડલા રીંગણાનો ઓળો મકાઈનો રોટલો ગુવાર ઢોકળીનું શાક અને ભરેલા કારેલા